મારી પ્રિય રમત ક્રિકેટ છે અને ક્રિકેટ રમવું મને બહુ જ ગમે છે કેમ કે ક્રિકેટની અંદર બે ટીમોની અંદર રમવાનું હોય છે અને એમાં મને બેટિંગ કરવાનું ખૂબ જ પસંદ છે કેમકે ક્રિકેટમાં બેટિંગ કરવાની અલગ જ મજા આવતી હોય છે અને ક્રિકેટની અંદર ચાર રન અને છ રન ફ્ટકારવાની તો અલગ જ મજા આવતી હોય છે અને રની એમાં રનિંગ અને ફિટનેસ પણ જળવાઈ રહેતું હોય છે માટે મને ક્રિકેટ ખૂબ જ રમવાનું પસંદ છે માટે હું તો ક્રિકેટ રમવાનું પસંદ કરીશ જ કેમકે ક્રિકેટની અંદર શારીરિક અને માનસિક બન્ને સંતુલન જળવાઈ રહે એ રીતે આપણું ફિટનેસ પણ જળવાતું હોય છે માટે મને ક્રિકેટ રમવામાં ખૂબ જ મજા આવે છે જોડે જોડે એમાં ફિલ્ડિંગ કરવાની પણ સરસ મજા આવતી હોય છે માટે ફિલ્ડિંગ પણ સરસ જ છે માટે હું ક્રિકેટ રમવાનું ખૂબ જ પસંદ કરીશ કેમકે ક્રિકેટ મારો પસંદગીનો રમત છે માટે હું ક્રિકેટમાં રમવાનું પસંદ કરીશ કેમકે ક્રિકેટની અંદર બે ટીમો રમતી હોય છે અને એમાં સૌથી વધુ રન કરનારને વિજેતા જાહેર કરવામાં આવતા હોય છે અને વિવિધ ઈનામો અને કપ કોફી કપ ને એવું બધું મળતું હોય છે માટે મને ક્રિકેટ રમવાનું ખૂબ જ પસંદ છે